હલ્લો હલ્લો સન્ની ભાઈ કેમ છો પાક સારા છે હવે કોઈ વાર વધુ વરસાદ પડે કોઈ વાર ઓછો પડે તમે શું પાકમાં ઉગાડ્યું છે હમણાં કેવો પાક કેવો હતો પૈસા કેવા માર્કેટમાં કેવું ચાલ્યું કઈ કેરીનો ભાવ વધારે હતો હા તમ હા તમે જે કેરીમાં છંટકાવ કર્યો હતો જે દવાઓનો એ પૈસા પૂરા મળી રહ્યા તેમ નીકળી આવ્યા જે કેરીનો પાક થયો તેમાંથી હાલના ચાલતા વાતાવરણમાં એવું છે પાંચ છો વરસથી કઈ પાકમાં જોવા મળતું નથી જે કોઈ ખેડૂતને ફાયદો થાય નુકશાન જ છે પરંતુ આપણા પર બીજો કોઈ રસ્તો નથી આપણે હવે મૂળથી ખેડૂત છીએ હાલમાં મારા પણ ઘણા ફેસ્ટિવલ ફેસ્ટિવલને જોઈને ગલગોટાની ખેતીનો વિચાર છે કે હાલમાં ફૂલોનું વેચાણ થાય છે તો એના પર કઈ પ્રોફિટ મળે હા તમારા પાસે કોઈ એવી દવાઓ જો હોય જેનાથી પાક સારો થાય તો મને જણાવજો

ચાલો હા ચાલો